દેશમાં પ્રચલિત રમત ક્રિકેટ છે ક્રિકેટનો ક્રેઝ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે યુવાન હોય કે મોટા દરેક વ્યક્તિ ક્રિકેટ રમી રહ્યા છે તેમજ મહિલા ટીમમાં પણ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે હવે વાત કરીએ ભારતના ખેલાડીઓની સર્વપ્રથમ સર્વપ્રથમ ભારતીય ક્રિકેટર કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ સુર્ય કુમાર યાદવ જસપ્રીત બૂમરાહ સહેવાગ સચિન ધોની સુરેશ રૈના યુવરાજ સિંહ દ્રવિડ ગાંગુલી કુલદીપ યાદવ બી કુમાર સુર્ય કુમાર યાદવ શિખર ધવન જાડેજા અશ્વિન સચિન વગેરે